અમે દક્ષિણ ગુજરાતમાં રહીએ છીએ એટલે અમારે ત્યાં દરિયા કાંઠાનો વિસ્તાર છે તો હંમેશા ભેજવાળું વાતાવરણ રહે છે એના કારણે અમને શરદી કફ ઘણીવાર બધાંને અલગ અલગ રીતે એના માટે અમારે ઉપચાર કરવો પડે છે જેમાં ઘરગથ્થુ ઉપચારો પણ અમે વધારે કરીએ છીએ કારણ કે એવું પણ કહેવામાં આવે છે કે દેશી દવા કરે તો વધારે સારું દેશી ઘરગથ્થુ ઉપચાર કરે તો વધારે સારું તો અમે ઘરગથ્થુ ઉપચારમાં ઉકાળો વધારે પીઈએ છીએ જેમાં કે આદું તુલસી અને લીલી ચાનો પણ ઉપયોગ કરીએ છે પછી ચા થોડી તીખી ચા પીવાની એ રીતે અમે કરીએ છીએ સ્ટીમ લેવાનું જેને કે આપણે બાફ કહીએ છે આદું તુલસી મધ એનો રસ કાઢીને પણ એ એનું સેવન કરીએ છીએ જેનાથી કફમાં અમને રાહત મળે છે નાના હતાં ત્યારે અમારી બા પણ એ રીતે અમને આદુનો રસ પણ અમારા નાભીમાં નાંખે એ રીતે અમને એનાથી પણ રાહત મળતો હતો આદુંનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો રહે છે કફ અને શરદીમાં અને એ રીતે અમે અડુંસોલના પાંદડા પણ ઉકાળામાં નાંખીએ છે એનું સેવન પણ કરીએ છીએ